પહેલાંના જે કેમેરા હતા અને હાલનાં અત્યારે કેમેરા છે તો એના વિષે બે તફાવત શું છે કે જે જેની અંદર પહેલાંના જે કેમેરાની અંદર જે અ બ્લૅક અને વ્હાઈટ કેમેરા દ્વારા તેનું જે અ ફોટોગ્રાફિક અ જે પબ્લિકને બતાવવામાં આવતો હતો અને તેનું અ રીઝલ્ટ તે પણ બહુ તેની ક્વૉલિટી બહુ સારી હતી નહીં અને હાલ અત્યારે જે સોશિયલ મીડિયાના જે એક કહી શકાય જે કેમેરાની જે ક્વૉલિટી બૅસ્ટ ક્વૉલિટી જે હોય રીઅલ ક્વૉલિટી છે તેમજ સાથે સાથે તેનાં બેકગ્રાઉન્ડ તેના ફોન્ટ્સ એ પણ ક્વૉલિટી એકદમ અ ચોક્કસથી આવી શકે છે તેમાં અને અત્યારે હાલ જે ક્વૉલોટીની અંદર જે રીઅલ અ અ છે તેનાથી પણ વધારે ક્વૉલિટી આપણી જે કેમેરાની પણ સારી હોઈ શકે છે અને જે પહેલાંની જે કેમેરાની ક્વૉલિટી હતી તે માત્ર અને માત્ર ખાલી બ્લૅકિંગ વ્હાઈટથી જ જોઈ શકાતું હતું